હં બોલ બેટા દેવ્યાની શું કામ હતું હં તો જો છેલ્લો દિવસ હતો ત્યારે આપણે એ ડાન્સની અંદર જે મુદ્રાઓ ને બધું શીખેલાં હતાં ને એના પછી એમાં જ હવે આપણે જે શિવ તાંડવ કરવાના છીએ એના ઉપર આજે પ્રેક્ટિસ કરાવવાની છું બસ તમારે એની માટે જે ઘૂંઘરું ને એ બધું ય જરૂરત હોય એ લેતા આવજો અને નોટ બુક્સ ને બધું પણ લાવજો એના જે પ્રકાર અને બધુ છે એ હું આજે તમને લખાવી દઈશ જે તમને લેખિત પરીક્ષામાં કામ લાગશે અને એના સિવાય જે બીજાં શ્ટેપ હું આજે તમને શીખવાડવાની છું એ તમારે મારી સાથે કન્ટીન્યુ કરવાના છે અને જો તમે ઈચ્છો તો પછી એનો વિડીયો બનાવી લેજો જેથી કરીને ઘરેથી પણ તમે પ્રેક્ટિશ કરી શકો અને સંગીતની અંદર હું આજે તમને કેવી રીતે નૃત્ય કરતી વખતે એમ તમારે વાજીંત્રો વગાડવાના છે એ પણ શીખવવાની છું શું કહે છે તમે એ બસ ચાર વાગ્યે આવી જજો ચારથી છ આપણે પ્રેક્ટિશ કરીશું ઓકે હં અને તું તારી સાથે છે ને જિનલ અને પ્રગતિને પણ કહી દેજે જેથી કરીને મારે એમને હવે જણાવવું ના પડે બરાબર આજે ચારથી છ આપણે શિવ તાંડવની શિવ તાંડવની પ્રેક્ટિશ કરીશું બરાબર છે ઓકે હા હા